અમે ચાર ભાઈ અને બે બહેનો છીએ અમારા સૌથી મોટા ભાઈ મુત્યુ પામ્યા છે અને તેઓ અપરણિત હતા તો હવે તેમની તમામ નાણાકીય બાબતો અને સંપત્તિને સંભાળવાનું કામ અમારા માથે આવ્યું છે હવે આના માટે અમારે તેમના મુત્યુ પ્રમાણપત્રની જરૂર પડશે તો એ મુત્યુ પ્રમાણપત્ર અમારે લેવાનું છે તો અમે તેમના સીધી લીટીના વારસદાર છીએ તે માટેનું પ્રમાણપત્ર અને પેઢીનામું હોય તેની ઝેરોક્ષ અમે આ અરજી સાથે મૂકીએ છીએ કે જેથી તમને ખાતરી થાય કે મૃત્યુ પામેલ વ્યક્તિના અમે જ સાચા વારસદાર છીએ અને એમણે મૂકેલી સંપત્તિને અમે જ સારી રીતે સંભાળી શકીએ એમ છીએ તો પ્રમાણપત્ર અમને આપવા વિનંતી છે